હું મારા રોજિંદા જીવનમાં અનુલોમ વિલોમ વજ્રાસન અને કપાલભાતી રેગ્યુલર ડેલી કરું છું જેનાથી મને શરીરમાં ઘણા બધા ફાયદા થયા છે અને ઘણા બધા ફાયદા થાય છે જ્યારે પણ હું કાંઈક ટેન્શનમાં હોય કે સ્ટ્રેસ હોય ત્યારે આવા કોઈપણ યોગ દ્વારા હું શાંતિ મેળવું છું અને કપાલભાતી અને વજ્રાસન કરવાથી વજ્રાસન કરવાથી મોસ્ટ ઓફલી તમારા શરીરની અંદર જે ગેસ થતા હોય એ અને કોઈપણ અપચો હોય એ બધુ શાંત થઈ જાય છે અને કપાલભાતી કરવાથી તમારા ફેફસા અને અંદરના જે મસલ્સ હોય એ બધા મજબૂત થાય છે અને તમારા શરીરમાં એકદમ બહુ એટલે બહુ સારી ફિલિંગ્સ આવે છે અને યોગ કરવો એ બહુ જ સારું છે